આ ત તહેવારમાં આપણે શું છે કે સ્વીટ બી બનાવીએ થોડુંક નમકીન બી બનાવીએ અને સ્પાઈસી બી બનાવીએ ત્રણેય વસ્તુ હોય એટલે વધારે ડીશીસ હોય ત્યારે થોડું લાગે કે તહેવારનો ટેમ્પો છે હવે ઈદ હોય છે જનરલી તો ઈદની ઉપર દૂધની સાથે સેવ નાખી અને ડ્રાયફ્રુટ નાખી ખાંડ નાખીને શીર ખુરમા બનાવીએ છે પછી રેડીમેડ વસ્તુઓ અમુક મીઠાઈ કે થોડું નમકીન છે વેફર કે વસ્તુ લાવીને મુકીએ એટલે આવનાર મહેમાન બી હોય એનું બી આપણે આગતા સ્વાગતા કરી શકીએ અને પછી બિરયાની બનાવવાની હોય એમાં નાનાનું મટન લાવીએ ભાત પહેલાંથી પલાળી દઈએ એટલે ભાત પલાળીને બાફીને એને પછી બધી ગ્રેવી એની તૈયાર કરવાની હોય તો મસાલા સ્પાઈસી બધા નાખી અને એની દહીં વગેરે નાખી અને તૈયાર કરી અને તેમાં ભાતનો લેયર એમાં ફિક્સ બનાવી દઈએ એટલે એ બિરયાની તૈયાર થઇ જાય અને પછી નમકીન વસ્તુઓમાં બી શું છે કે કોઈ વસ્તુ હોય બહારની એ આપણે મૂકી દઈએ સાથ સાથે છાસ બનાવીને મૂકી દઈએ એટલે તહેવારમાં શું છે કે આપણને એક થોડો ટેમ્પો લાગે અને ખાવા પીવાની બી મજા આવે